ભારત રાજ્યમાં જોવા જેવા સ્થળો જેમાં સૌરાષ્ટ્રમાં જુનાગઢ છે દ્વારકા છે સોમનાથ છે નાગેશ્વર મહાદેવ છે ખોડલધામ કાગોળ છે ચોટીલા છે પછી લીંબડી છે વટવાણવા વાવ છે બોટાદ છે સાળંગપુરમાં હનુમાનજીનું મંદિર છે વિરપુર છે જલારામ બાપાની જગ્યા છે બગદાણા છે ઊંચા કોટળા છે બાવળામાં મોગલધામ છે પછી રાજસ્થાન છે રાજસ્થાનમાં ઉદયપુર છે જોધપુર છે વિરપુર છે પછી રણુંજા છે નવા રણુંજા છે જૂના રણુંજા છે પીપળી છે પછી અમદાવાદમાં ગુજરાતમાં ગુજરાતમાં અમદાવાદમાં અમદાવાદમાં સૌથી જોવાલાયક રિવરફ્ન્ટ છે સીદી સૈયદની જાળી છે અડીઘડીની વાવ છે પછી પાટણ છે પછી ઉત્તરાખંડમાં જોવાલાયક કેદારનાથ છે પછી કેદારનાથ મહાદેવનું મંદિર છે પછી બદ્રીનાથ મંદિર છે ગંગા માતાનું જોવાલાયક મંદિર છે બદરે બદ્રેશ્વર મહાદેવનું મંદિર છે ભોળાનાથનું મંદિર છે યમનોત્રી છે ગંગોત્રિ છે કોટેશ્વર છે નાગેશ્વર છે ઘણા બધા જોવાલાયક સારા સ્થળો છે તેમાં મહાદેવના સ્થળ છે પછી દ્વારકા છે ડાકોર છે પાવાગઢ છે પંચમહાલમાં અને બીજા પણ ઘણા ઘણા સારા સારા જોવાલાયક છે જેમ કે અંબાજી છે માઉન્ટ આબુ છે ગુરુ શિખર છે એનાથી પણ ઘણી સારી જોવાલાયક જગ્યા છે જમ્મુ કશ્મીર છે કશ્મીર એ આપણું જોવાલાયક છે જેમ એને પછી કચ્છ છે તેથી કહેવત છે ને કચ્છ ના જોયું તો કુછ નહીં જોયુ કચ્છ તો એક વાર દરેક વ્યક્તિએ મારા જીવનનું જો કહેવા માનો તો તમારે કચ્છ તો એક જ વાર જોવું તો જોઈએ જ